હું દોડતી વખતે ખૂબ જ સારા અને ખૂબ જ આમ અગ્રેસીવ અને મોટીવેટેડ કરવા વાળા સોંગ સાંભળું છું હું દોડતી વખતે અલગ અલગ પ્રકારના ખૂબ જ અલગ અલગ પ્રકારના બધા સોંગ સાંભળુ છું જેમાં તે મને વારં અ વાંરવાર મને મહેનત કરવા માટે પ્રેરિત કરે તેમજ હું જ્યારે ડિમોટિવેટ અથવા તો હતાશ થઈ જઉં દોડતી વખતે અથવા હું થાકી જઉં અથવા હું ટેસ્ટ કરું તે સમયે તે પ્રમાણેના હું સોંગ સાંભળું છું અને જ્યારે હું દોડતો હોય ત્યારે તીસ તે પ્રમાણેના હું સોંગ સાંભળું છું અને અલગ અલગ પ્રકારના સોંગના ઘણા બના ઘણા બધા પ્રકારો હોય છે જેમ કે હું દોડવાનું શરૂ કરું ત્યારે હું અલગ સોંગ સાંભળું છું તેમજ દોડવાના મધ્ય મધ્ય રીતે હું અલગ સોંગ સાંભળું છું અને જ્યારે હું દોડતો હોય તે ત્યારે સ્પીડ વધારવા માટે તેમજ અલગ અલગ રીતના સોંગ પ્રમાણે હું મારા દિમાગને હું અલગ અલગ રીતના હું કરીને મારા શારીરક શ્રમ પ્રમાણે હું પાવર વધારી અને ઘટાડી સોંગ પ્રમાણે હું દોડું છું અને તેમજ ખૂબ જ મહેનત કરું છું અને દોડના અંતે પણ હું ફરીથી દોડવા માટે ખૂબ જ સારા અને ખૂબ જ ઉત્તેજીત કરી નાંખે તેવા સોંગ સાંભળું છું તેમજ તે મને ખૂબ મોટિવેટેડ સ મોટીવેટેડ કરે તેવા સોંગ સાંભળું છું તેમાં મને ખૂબ જ સારું લાગે છે તે સોંગ સાંભળીને અને તે સોંગ મને ખૂબ જ હેલ્પ કરે છે અને ખૂબ સમય વધારે થોડોક સમય વધારવા માટે થોડો સમય વધારવા માટે ખૂબ ઉપયોગી બને છે જેમ કે એક મિનિટ બે મિનિટ ત્રણ મિનિટ અથવા તેના નોક કરતાં પણ વધારે મિનિટ અડધો કલાક સુધી પણ દોડવા માટે તે સોંગ ખૂબ પ્રેરિત કરે છે